હલો મહાલક્ષ્મી ટ્રાવેલ્સમાંથી બોલો છો મારે એકત્રીસ ડિસેમ્બરના રોજ મેં અમદાવાદથી રાજકોટ જવા માટે એક ટેક્સી બુક કરાવેલી હતી જેનું પેમેન્ટ મેં ઓનલાઈન કરેલું હતું એડવાન્સમાં પાંચસો રૂપિયા કોઈ કારણોસર મારે એકત્રીસ ડિસેમ્બરના રોજ રાજકોટ જવાનું કેન્સલ થયું છે કેમ કે મારે હોસ્પિટલનું થોડુંક કામ છે મારી ફેમેલીમાં કોઈ એક મેમ્બરને અર્જન્ટ હસ્પતાલમાં દાખલ કરવામાં આવેલ છે જેના લીધે મારે એકત્રીસ ડિસેમ્બરના રોજ કેન્સલ કરાવાનું છે તો તમે ઓનલાઈન પેમેન્ટ રિફંડ કરી શકશો